ગુજરાતમાં આજુબાજુ મુલાકાતીઓ માટે જવા માટે ખાસ્સા બધાં વિક ઘણા બધા વિકલ્પો છે જેમકે અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં રિવર ફ્રન્ટ છે પછી અમદાવાદ જે નવો અટલ બ્રિજ બન્યો છે લોકો એ પણ દેખવા આવતાં હોય છે એના સિવાય બી રિવર ફ્રન્ટ ઉપર બધી ઘણીબધી એકટીવિટીઓ થઈ ગઈ છે સારી સારી નવી નવી જે લોકો આવીને એનો જો જે જે લોકો મતલબ આઈને એની મજા માણી શકે છે અને એના સિવાય અગર ગુજરાતમાં વાત કરું તો સરદાર વલ્લભાઈ પટેલ જે નેશનલ મ્યુઝિયમ છે એબી લોકો આવીને જોઈ શકે છે જે નના નર્મદા જોડે બનાવડાવ્યું છે એ સ્ટેચ્યૂ બી બહુ સારું છે અને એના સિવાય સૂરતનું જે બ ખાણી પીણી બાજાર છે એ લોકો માણી શકે છે એબી ત્યાં જવાની મજા આવે